હા ગાયન ગુરુ પાસેથી શ્રેષ્ઠ રીતે શીખી શકાય છે મારા પાસે પણ એક એવા શિક્ષક છે કે જે મને સૂર અને તાલનો સારો એવો અભ્યાસ કરાવે છે અને મને પણ એ શિક્ષક ખૂબ પ્રિય છે મારા શિક્ષક વિશેનો મારો અનુભવ કહું તો જ્યારે હું પ્રથમ વખતે તેમને મળવા ગઇ હતી ત્યારે તેમણે મને એક ર એક લાઇન આપી હતી જે હતી સા રે ગમ પ ધ ની સા સા ધી ધ મ મ ગ રે સા આ લાઇન હતી જે તેમણે મને તૈયાર કરવા માટે આપી હતી અને જ્યારે હું બીજા દિવસે જઇને આ લાઇન તેમના સામે બોલી ત્યારે તેમને ખૂબ જ આ ગ મારું ગાવાનું એ તેમને ખૂબ જ પસંદ પડ્યું હતું અને તેમણે મને પ્રોત્સાહન પણ આપ્યું હતું કે તું ગાવામાં ખૂબ જ આગળ વધીશ તો મારા શિક્ષકનો અભ અનુભવ એ મારા માટે ખૂબ જ એવો સારો રહ્યો હતો